હલ્લો પ્રિન્સિપલ મેમ હું મીનાક્ષી હા હું મીનાક્ષી કાપડિયા બોલું છું મારા ફાધરની ટ્રાન્સફર થઈ છે જોબમાં તો અમે જઈએ છે તો મને ટ્રાન્સફર સર્ટિફિકેટ જોઈએ છે હા મારું મારું કોમર્સમાં છે અને ટવેન્ટી ટવેન્ટી થ્રી ટુ ટવેન્ટી ટવેન્ટી ફોર માં મારી ટ્રાન્સફર સર્ટિફિકેટ જોઈશે તો તમે મને ક્યારે આપશો મેડમ હમ્મ ગુરુવારે અચ્છા ઓકે એટલું ઓકે ઓકે નો મેડમ ઓકે નો પ્રોબ્લેમ મેડમ થેન્ક યુ સો મચ